ટેકનોલોજી અને ઈન્ટરનેટમાં વૃદ્ધિ થતાં ગુજરાતી ભાષામાં ફરક પડે છે કઈ રીતના ફરક પડે જો કહેવા જઈએ તો ટેકનોલોજી અત્યારે જેમ જેમ કમ કહીએ છે તો કોમ્પ્યુટર કોમ્પ્યુટર ફોન એને ઉપયોગિતા વધતી જાય છે ઈન્ટરનેટ વગર તો જીવન શક્ય જ નથી એમ કહેવા જઈએ અત્યારે અત્યારના સમય માટે તો તો બી ચાલે કેમ કે દરેક દરેક જોડે એ ફોન કોમ્પ્યુટર એ તો અત્યારે આવશ્યક બની ગયું છે જોવા જઈએ તો અભ્યાસ માટે બી કોમ્પ્યુટરની જરૂર છે કામ કરવા માટે બી કોમ્પ્યુટરની જરૂર છે કંઈ બી કહેવા જાઓ કોઈ ટેકનોલોજી કાઢવી હોય તો એના માટે બી કોમ્પ્યુટર જરૂર છે તો આ ટેકનોલોજી બહાર આવી તો કોમ્પ્યુટર બહાર આવ્યું તો અત્યારે કોમ્પ્યુટર કહેવા જાઓ તો દરેક ઘરમાં કોમ્પ્યુટર છે અને દરેક ઘરમાં એ લોકોને અત્યારે જરૂર બી એટલી પડે છે કોમ્પ્યુટર વગર કોઈ કામ બી નથી થતું કોમ્પ્યુટર એકલું હોય તો બી નહીં એની સાથે સાથે ઈન્ટરનેટ બી હોવું જોએ ઈન્ટરનેટ વગર બી કોઈ કામ થઈ શકતું નથી ઈન્ટરનેટ બી એની એટ એની બી એટલી જ અત્યારે કહેવા જઇએ તો ખૂબ જરૂર છે ઈન્ટરનેટ વગર બી કોઈ કામ કરી શકતું નથી ભણવા માટે બી ઈન્ટરનેટ છે ભણવા માટે જોવા જઈએ તો ગુ યુટ્યુબ વગેરે છે એના માટ એના એના થ્રુ બી આપણે ભણી શકાય છે તો એના કારણે જે આપણી જે ભાષા છે ગુજરાતી ભાષા એના પર બી કહેવા જાય તો બહુ ફરક પડવા લાગ્યો છે ગુજરાતી ભાષા બી અત્યારે કોઈ યુઝ કરતું નથી કહેવા જાય તો ઇંગ્લિસ ઇંગ્લિસ ઇંગ્લિસ બધા યુઝ કરવા જાય છે તેના ફટ તેના જે તેથી કહી શકાય છે ટેકનોલોજી એ અને ઈન્ટરનેટ દ્વારા ગુજરાતી ભાષા ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો છે